નમસ્કાર મેં જે ન્યુયોર્કથી મિયામી સુધીની ફ્લાઇટની બુકિંગ કરાવી હતી તેમાં થોડો ફેરફાર કરવા બાબતે મેં આ ફોન કર્યો છે મારે કાર્યના સ્થળ પર થોડા દિવસો વધુ રોકાવાનું હોવાથી મારી નિયત સમયની જે ફ્લાઇટ બુકિંગ કરાવેલી જે ટિકિટ છે તેને બે દિવસ

બુકિંગ કરાવવાની હોવાથી પચીસ નવ બે હજાર ચોવીસની જગ્યાએ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસે મારી ટિકિટ બુકિંગ કરવા વિનંતી કરું છું કારણ કે નિયત સમય કરતાં કાર્ય સ્થળે બે દિવસ વધારે રોકાવાનું હોવાથી આ બુકિંગ માટે હું આપને જણાવી રહ્યો છું મારું નામ છે વિજય મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું નેવું ચોરાણું બેતાળીસ આપ મારી વિનંતીને સ્વીકારશો અને અમારી ફ્લાઇટની ટિકિટ નિયત સમય કરતાં બે દિવસ આગળ બુક કરશો એવી આશા રાખું છું નમસ્કાર